હં દીપ ફોટોગ્રાફી હં મારે એવું કામ હતું કે હમણાં મારા મેરેજ છે તો મારે ફોટોગ્રાફી કરાવવાની જરૂર પડશે તો હા એટલે એમાં શું છે કે મેં તમારું ઈન્સ્ટાગ્રામમાં જે તમારા ફોટોસ ને વિડીઓસ ને આ બધું હોય છે ને એ મેં જોયું તો મને સારું લાગ્યું કે ના ભાઈ વર્ક સારું છે તમારું એમ હા તો મને પાછું એક બે મારા જે મિત્ર હતા ને એમને પણ સજેસ કર્યું કે તમારે જો કોઈ મેરેજ હોય કે બેબી શાવર હોય કે પછી બડે પાર્ટી હોય છે એટલે કોઈ બી તમારો કોઈ પોગ્રામ હોય હા હા હા એટલે મેં કીધું લાવ મેં કીધું ફોન કરીને વાત કરી લઉં હવે મારે મેરેજનું છે તો મેરેજ મારે પાંચ દિવસની મેરેજ રહેશે મારે હા જેમાં એક દિવસ ગરબા હશે એક દિવસ પીઠી હશે હા એક દિવસ ઘરે પેલું ગણેશ પૂજા ને એવું બધુ હશે પછી હં પછી એક દિવસ લગ્ન હશે અને બીજા દિવસે રીસેપ્સન હશે હં તો તમારે એમાં શું ચાર્જીસ હોય છે મને સહેજ જણાવજો ને સર હમ હમ હમ

ઓકે ઓકે ઓકે હં હં હં હં હં હમ હમ હમ રાઈટ રાઈટ રાઈટ યશ યશ ના એટલે હમણાં હમણાં કેવું છે કે પેલી રીલ ને એ બધું ટ્રેન્ડિંગમાં ચાલતું હોય છે ને તો બધા કેવાં એક જેવાં કપડાં પહેરે છે ને પછી આમ રીલ ઉતારતા હોય છે ને એવું કરે છે હવે આ બધા પેલા શું ઓકે હં હં હં ઓકે ઓકે હં હં હં બરાબર છે બરાબર છે બરાબર બરાબર અને પેલા તમારા મિત્ર છે ને પેલા જે હર્ષભાઈ દવે હા એ પણ આપણા મિત્ર જ છે તો મેં એમને વાત કરી હતી તો એમણે પણ કીધું કે તમે જજો કામ બી સારું કરી આપશે અને પૈસાય ઓછા કરી આપશે તમારા હા હા હં હં હં હં હં હં હં હં ના ના વાધો નહીં અને પ્લસ એમણે એવું કીધું જો તમે કદાચ એક લાખ વીસ હજારનો જે તમારો ફોટોગ્રાફી થતી હશે ને તો તમને કઈક પચાસ સાઠ હજારમાં એ કરી આપશે કે મારું નામ દેશો ને તો ઓકે ઓકે ઓકે નો વરીસ નો વરીસ ઓકે તો તમને હું વોટસેપ કરું પછી હું આવી જાઉં બરાબર ઓકે ઓકે ઓકે દિપેશભાઈ